ફેશન માટે એવું કહેવામાં આવે છે કે જૂની ફેશન પાછી દસ દસ વર્ષે પાછી જ આવે છે અને એ કદાચ મેં જોયું બી છે કે ખરેખર એવું છે તો ભારતીય ફેશન આપણે જે કહીએ કે ચણિયાચોળી જે હમણાં જે વધારેમાં વધારે સ્ત્રીઓ પહેરે છે એ કદાચ વર્ષોથી માબાપ આપણા દાદા કે એનાથી પણ આગળની આપળી પેઢીઓ પહેરતા જ હતા તો ફેશન માટેનો એક જે મંત્ર છે કે હા થોડા થોડા વખતે એનું એ જ પાછું આવે છે એ ખરેખર હકીકત છે પશ્ચિમી ફેશનની અસર તો એવું છે ને કે બદલાવ એ જીવનનો ભાગ છે ડાયનાસોર્સ પોતે જ બદલાયા નહિ એમણે એમનું કદ એનું એ જ રાખ્યું ને તો એ નહીંવત થઈ ગ્યા અને ઉંદર નાનો હતો તો એ એનું એ આજે પણ પૃથ્વી પર જ છે તો બદલાવ જરૂરી છે બદલાવ કોણે કેવો કરવો એ દરેક વ્યક્તિ પર આધારિત છે કે તમે કયા ક્યાં કામ કરો છો કેવા લોકો વચ્ચે રહો છો એ પ્રમાણે તમે તમારા ફેશનનું ચયન કરો તો એ વધારે સારું રહેશે તમે જે ધારો કે તમે કોઈક શૈક્ષણિક સંસ્થામાં કામ કરતા હોય તમે બાળકો સાથે કામ કરતા હોય તમે વડીલો સાથે કામ કરતા હોય તો જે જગ્યાએ જાઓને એ જગ્યાને અનુરૂપ ફેશન તમે કરો તો એમાં એ બદલાવ એમાં પશ્ચિમનો તમારી ફેશન હોય કે તમારી ભારતીય ફેશન હોય કંઈ જ ખોટું નથી કંઈ જ ખોટું નથી એવું હું પોતે માનું છું અને હું પણ મારી ફેશન એ જ રીતે કપડાઓનું ચયન કરું છું કે જ્યાં જઈએ જેસા જે હિન્દીમાં કેવાય છે જૈસા દેશ વૈસા ભેસ જ્યાં જેવા લોકો હોય ત્યાં તેવું ફેશન તમારે કરવી જ જોઈએ તમે અમેરિકા કે જેવા પાશ્ચાત્ય દેશોમાં જાઓ અને તમે કહો કે મારે તો મારી ભારતીય જ ફેશન રાખવી છે તો કદાચ મજા નહિ આવે હા સંસ્કૃતિને સાચવી રાખવી ટકાવી રાખવી ખૂબ ગ જરૂરી છે મારા પોતાના કપડાની વાત કરું તો હા હું કોઈ એક જગ્યાએ થી લેતી નથી હું જ્યાં જાઉં ત્યાં જ્યાં જે એનું મૂલ્ય હોય અને મારા મને યોગ્ય લાગે અનેક રંગ મને ગમે તો હું એ લઈ લઉં છું એવું કોઈ મારું ફિક્સ છે જ નહિ કે હું ઓનલાઈન જ લઉં છું કે હું ઓફલાઈન જ લઉં છું